અમારો વ્યવસાય ગૃહ ઉદ્યોગ છે જેમાં અમે પાપડને વગેરે બનાવીએ છીએ તો તેમાં અમારે વીજળીની જરૂર પડે છે પરંતુ જ્યારે વીજળી જતી રહે છે ત્યારે તેમાં અમારે થોડીક મુશ્કેલીઓ આવે છે ઉત્પાદન ઘટી જાય છે કારણ કે બધાં મશીનો બંધ થઈ જાય પ પછી ઈન્વર્ટર પર પણ આપણે અમુક કલાક સુધી જ કામ લઈ શકીએ અને વિજળીના કાપ વખતે પ્રકાશ માટે અમે પછી બારી બારણાંઓ જે જ્યાં જે જગ્યાએ અમે કામ કરીએ છીએ ત્યાં બધું એ બધું ખોલી અને સૂર્ય પ્રકાશ જેમ બને એમ વધારે મળે તેના તેવા પ્રયાસો કરીએ છીએ